ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક ઓળખ બનાવવા માટે મારા મતે ગુજરાતી ભાષાનો અત્યંત મહત્ત્વનો ફાળો છે ગુજરાતી ભાષા આપણા રાજ્યની સંસ્કૃતિ વ્યક્ત કરવાની અને તેના વિવિધ પાસાઓને પ્રબંધીત કરવાની સમીક્ષા રાખે છે ગુજરાતી ભાષા દ્વારા આપણે આપણા સમૃદ્ધ સાહિત્ય લોકગીતો લોકકળા અને લોકપ્રસંગોને જીવંત રાખી શકે છે ઉદાહરણ તરીકે ગુજરાતના લોક સાહિત્યમાં લોકગીતો અને લોકકથાઓનો વિશાળ ભંડાર છે જે પેઢીથી પેઢીને સાંસ્કૃતિક વારસામાં જોડે છે ગરબા અને ડાંડિયામાં જે લોકગીતો ગવાય છે તે ફક્ત ગીતો જ નહિ પણ તે લોકોના જીવનશૈલી આશાઓ અને ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતી ભાષા આપણા સાંસ્કૃતિક ઉ ઉત્સાહઓને ઉજવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નવરાત્રીમાં હોળીમાં ઉતરાયણમાં અને અન્ય અનેક તહેવારમાં ગુજરાતી ગીતો વાર્તાઓ અને કવિતાઓનો સમાવેશ થાય છે આ બધું આપણી સાંસ્કૃતિક ઓળખને મજબૂત અને એકતાબંધ બનાવે છે ગુજરાતી ભાષાના સામાજિક પ્રયોગો પણ સાંસ્કૃતિક ઓળખના મહત્ત્વના તત્વ છે ગામડાઓમાં અને નગરોમાં લોકો રોજિંદા જીવનમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે અને આ ભાષા તેમના રોજબારને અનુભવોને વ્યક્ત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે ગુજરાતી ભાષા દ્વારા આપણું ઇતિહાસ પુરાણ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી શકાય છે આપણા પૂર્વજોએ લખેલી રામાયણ મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથો ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા છે જે આપણને આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને સમજી શકે છે આ રીતે ગુજરાતી ભાષાના ફક્ત એક માધ્યમ છે પણ આપણી સંસ્કૃતિની જીવંત છેવટ છે અને તે આપણાં આસ્થાને તત્વને સાચવી રાખવામાં અને રજૂ કરવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે